હલ્લો હા ગડા ઇલેક્ટ્રોનિક હા મેં એટલે ફોન કર્યો છે કે મારે આજ કાલના જે નવા એન્ડ્રોઇડ ફોન્સ આવ્યાં છે એના માટે થોડી જાણ લેવી હતી તો શું આપણે ત્યાં મળે છે અચ્છા ના બજેટ આપણું હાઇ છે આ પેલો એક નવો કોઈક સેમસંગનો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મેં નામ સાંભળ્યું છે એ શું એ લઈ શકાય અચ્છા અચ્છા હ આઠ જીબી આઠ જીબીમાં આવશે એની સ્ટોરેજ ને બધું અચ્છા અને એની પ્રાઇસ રેન્જ શું હોય છે અચ્છા હા હા હા એ તો છે હા અચ્છા અને બાકી એનાથી બી સારો કોઈ ખરો એન્ડ્રોઇડમાં કે આ જ બેસ્ટ છે એના ઉપર કોઈ જ નહીં એમ હા એ જ એ મે એટલે તમને સંપર્ક કર્યો તો આપણી દુકાનમાં કાલે મળી જાઉં તમને હું સવારે એવું હોય તો હા ઠીક છે તો હું સવારે મળું તમારી મુલાકાત લઉં હા ઓકે થેન્કયૂ